ગુજરાતમાં સ્વાસ્થ્ય સંભાળની એકંદરે અવસ્થા ખૂબ જ સારી છે હેલ્થ બાબતે ક્યાંય પણ એવાં મોટા પ્રશ્નો ઉપસ્થિત થતાં નથી હું પર્ટિક્યુલર મારા વિસ્તારની વાત કરું તો મારા વિસ્તારમાં નાના મોટા સરકારી દવાખાના તેમ જ પ્રાઈવેટ દવાખાના પણ આવેલા છે એટલે હેલ્થ બાબતે આરોગ્ય બાબતે કયારેય પણ કોઈને કોઇ એવા પ્રશ્ન ઊભા થતાં નથી કે અ દવાખાનાના અભાવે કોઈને કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય